હા અમે ફળ અને શાકભાજી ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે એ પરથી સૌથી મોટી શીખ તો એ મળે છે કે આપણે જરૂરી નથી કે બળથી બધા મિલાવટી ફળ અને શાકભાજી ખાવા આપણે ફળ અને શાકભાજી ઘરે પણ ઉગાડી શકીએ છીએ અને તેનાથી આપણે એક શુદ્ધ શાકભાજી અને ફળોનું સેવન કરી પોતાનું સ્વાસ્થ્ય સારું પણ રાખી શકીએ છીએ આ આમ તો જોવા જઈએ તો એક નોન પ્રોફિટ કહેવાય કે જેની અંદર તમને બહુ કંઈ નફો નહીં મળે પણ હા તમારા સ્વાસ્થ્યને નુકસાન ના કરે એવું સારું ફળ અને શાકભાજીનું જમવાનું તમને અવશ્ય મળે